પહેલાં જ્યારે હું નાનો હતો ને તે અમારાં ગામડામાં જ્યારે આખા શરીરની ત્વચા ને ને સારું રાખવા માટે છે ને પહેલાં મારા દાદીમા છે ને હળદર ઓલું મલાઈ ને એવું બધું કારણ કે મને બહુ યાદ નથી એ એટલું નાખીને કાંઈક લેપ બનાવીને આખા શરીરમાં આમ રાખતાં અને પછી એને ધોઈને એ એટલે એમ પૂરેપૂરૂં આમ સારી રીતે ધોઈને સારું કરતાં અને એનાથી ને શરીરે બહુ સારું રહેતું અને પહેલાં છે ને મને એનાથી ન કરવામાં ન થતું પણ મારા મમ્મીને છે ને મારા દાદી કહેતાં કે આ છોકરો કાળો છે તો એને આ આવડી આ પ્રક્રિયા કર તો એનાથી એનું શરીર સારું રહે એમ અને પછી મારાં મમ્મી હવે એ પહેલાંથી મંડ્યા હતાં કરવા અટલે અત્યારે તો શરીર બહુ સારું થઈ ગયું છે એમ અને વાળ માટે પણ એવું કાંઈક જ હતું કે પ ઓલું કાંઈક